હા હા હા હા હું કેબ ડ્રાઈવર જ બોલું છું બોલો બોલો હમ બરાબર બરા ઓકે ઓકે બરાબર બરાબર બરાબર એટલે તમતાર તમે મને કહો કે કે તમ તમને ગુજરાતમાં ક કેવાં કેવાં ક અ મીન્સ ક સ્થળો છે આમ તમને ખ્યાલ છે કે ક્યાં ક્યાં જઈ શકાય બરાબર એવું છે એમ ને બરાબર બરાબર બરાબર બરાબર હા તો શું આમાં કે મીન્સ એ રી કેવું થાય કે અમારું જે મીન્સ છે ને મીન્સ મારી ઓફિસ છે ને એ અહીં અમદાવાદમાં છે એટલે એકવાર આપણે અમદાવાદથી સ્ટાર્ટ થાય એટલે હવે જોઓ ને આપણે મીન્સ કહેવાય ને પંદર દિવસ છે ને એટલે અમદાવાદથી આપણે એક રુટ આખો મીન્સ લેવાય સૌરાષ્ટ્રનો રુટ લેવાય એટલે અમદાવાદથી મીન્સ તમે સ્ટાર્ટ કરો તો અઅ આપણે મીન્સ કહેવાય ચો આપણે કહેવાય ચોટીલા થઈ અને ત્યાંથી પછી રાજકોટ થઈ પછી ત્યાંથી જામનગર થઈ અને પછી જમીન અ આપણે જમીન અ દ્વારકા જવાય એટલે એ વચ્ચેના જે જે છે ને બધા જ મીન્સ કે જે મેઈન જે જોવાલાયક સ્થ બધા સ્થળો છે ને ત્યાં આગળ લગભગ એક એક દિવસનો હોલ્ટ થાય હા એટલે એક મીન્સ દિવસના છે ને અમારી કેબના નિયમ એ મુજબ એક દિવસમાં મેક્સિમમ થ્રી હન્ડ્રેડ કિલોમીટર જેટલું થાય એટલું ડ્રાઈવિંગ થાય અને એક કિલોમીટરના બાર રૂપિયા જેવું હોય છે એમ એટલે આપણે જે એ કે આપણે ચાલવાનું કે એક દિવસના લગભગ પાંત્રીસ સો રૂપિયાની આસપાસ થાય હા હા હા હા અ મારી જે મીન્સ છે ને કેબમાં મીન્સ ચાર લોકોનો સમાવેશ આપણે થઈ જશે બરોબર હા હા હા બરાબર બરાબર હા હા હા હા હા બધા જ જે જે છે ને આપણે એ બાજુથી મીન્સ એ કહેવાય ને દીવ છે અને ચો મિન્સ કહેવાય ચો આપણે કહેવાય ચોરવાડ છે એવા બધા અઅજજ જે જે ફેમસ જે જે સ્થળ બધા સ્થળો છે અને એના જે જે પેકેજ છે ને એ બધા જ હું તમને જણાવી દઈશ બરાબર હમ હમ હા ના એટલે અહ જ મીન્સ જ્યાં જ્યાં મારા કોન્ટેકટ છે ને એ બધા જ હોટલોના નંબર અને એ બધાના મીન્સ સરનામાં છે ને આપને હું એક વખત આવવા દઇશ એટલે આપને એક વખત એમની સાથે એક મીન્સ કોન્ટેકટ કક આપણે કરીને એટલુ ખાલી ક્લીયર કક મીન્સ તમારે જાતે આપણે કરવાનું બરાબર છે હા હા હા હા હા આપણે ઈનોવાની જ આપણે ગાડી અવેલેબલ છે બરાબર છે અને અંદર મસ્ત એ સી પણ છે હા હા અને એક વાતએ હતી કે જે જે વચ્ચેના મીન્સ કે બધા ટોલ ટેક્સ પણ હોયને એ પણ બધા તમારે આપવાના રહેશે બરોબર જે જે ટેક્સ બીજા જે જે પણ ટેક્સ આવશે તે

ઓકે ઓકે સારું ચાલો ઓકે